મેં જે મારું પ્રોડક્ટ સિલેક્ટ કર્યો હતું એનું નામ છે કૂલર જે મેં ક્રોમામાંથી ખરીદ્યું હતું હું એ કુલરના પૉઝિટિવ રિવ્યૂ આપું તો એ કુલર ખૂબ જ સસ્તું હતું અને ખૂબ જ સસ્તી કિંમતમાં યોગ્ય અને મોટી ક્ષમતાવાળું કૂલર હતું અને ખૂબ જ ઠંડી હવા એ કુલર દ્વારા મળતી હતી અને એ કૂલર ઘણું સારું હોવાના કારણે ઘણા બધા લોકોને આવરી લેતું હતું અને આખા રૂમમાં ઠંડક ઠંડક કરી નાખતું હતું અને એ કુલર દ્વારા અમે ઘણા બધા લોકો એકસાથે મળીને હવા ખાતા હતા અને એ કૂલરમાં બહુ બધી ક્ષમતા હતી કે એ ઘણા બધા વ્યકિતઓ સુધી ઠંડી હવા પહોંચાડી શકતું હતું જેથી આવા જે તમામ પ્રકારના જે છે એ અમને એના પૉઝિટિવ પોઈન્ટ્સ દેખાયા અને બીજી વસ્તુ કે એકદમ સસ્તી પ્રાઇસમાં હતું જેથી અમને એ અમારા બજેટમાં આવી શકે એમ હતું જેથી અમે લોકોએ ક્રોમામાંથી એ કૂલર સિલેકટ કર્યો હતો